આનંદના વિસ્તારમાં વારંવાર જોવા માટે બહુ બધાં પક્ષીઓ છે જેમકે પોપટ કોયલ સ્પેરો અને બહુ બધા બીજા પણ છે જેમના તો મને નામ પણ નથી ખબર એમાંથી મને સ્પેરો બહુ જોવા ગમે છે કેમકે એમની જે મીઠી મીઠી આવાજ હોય અને એ બહુ બધા નાના નાના દેખાતા હોય છે એ પક્ષી બહુ ગંદુ પણ નથી કરતાં